ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત એની સંસ્કૃતિનાં લીધે આજકાલ તમે જાણો તો પૂરા ભારત દેશમાં એકદમ મોખરે છે ગુજરાતની સંસ્કૃતિની તો શું વાત કરું ગુજરાતની સંસ્કૃતિમાં મ્યુઝીક ગણો ગરબા ગણો એના પહેરવેશ ગણો ફરવાનાં સ્થળો ગણો દરેકમાં ગુજરાત મોખરે છે તમે એકવાર તો ગુજરાતની મુલાકાત લો ગુજરાતમાં મ્યુઝિક જોવા જઈએ તો ગુજરાતના જે ડાયરા છે ફોક મ્યુઝિક છે એનાં ભજનો છે એ બધાની કંઇક અલગ જ અલગ જ વસ્તુ છે એ તમે ડાયરો સાંભળવા બેસો બેસો અને તમે જો એમાં ઓતપ્રોત થઈ જાઓ તો તમે એટલું બધું એને માણશો તમને થશે કે આ ગુજરાતની સંસ્કૃતિનો અલગ જ પાટ છે ગુજરાતમાં જોવા જઈએ તો એના ડાન્સિસ જેમ કે ગરબા તો તમને ખબર જ હશે કે ગુજરાતની નવરાત્રિ જેવી નવરાત્રિ તો તમને કશે પણ નહીં મળે ગુજરાતના ગરબા ગણો એના ફોક ડાન્સસીસ ગણો કે એની એના કોઈ પણ કલ્ચરલ પ્રોગ્રામ ગણો દરેકમાં ગુજરાત મોખરે છે નવરાત્રિ તો દરેક વખતે માતાજીને આવકારવા અને માતાજીને અનુરૂપ હોય છે પૂરા ભારતમાંથી દરેકને એકવાર તો ગુજરાતની નવરાત્રિ માણવાની ઈચ્છા થઈ જ જાય છે અને ગુજરાતની તો શું વાત કરું ગુજરાત દરેક ધર્મનાં લોકોને આવકારે છે ગુજરાત એવો એક પ્રદેશ છે એવું એક રાજ્ય છે કે જ્યાં દરેક ધર્મનાં લોકો પોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના ધર્મનું પાલન કરીને રહી શકે છે દરેકના પહેરવેશ અલગ દરેકની ખાવાની રીત અલગ દરેકના ધર્મ અલગ તો પણ ક્યાંય એકબીજાને કોઈ આડે આવ્યા વગર દરેક જણા પોતાની રીતે જ રહી શકે છે ગુજરાતમાં તો ઘણું બધુ જાણવાનું અને જોવાનું છે જેમ કે કચ્છમાં જાઓ તો એની જે પ્યોર બાંધણીની જે મજા છે અને જે પ્રાચીન વખતથી જે બાંધણી ચાલતી આવી છે એ તમને કચ્છ સિવાય ક્યાંય એવી જોવા નહીં મળે ગુજરાતમાં આવીને તમે કચ્છ નહીં જાઓ કચ્છનું સફેદ રણ તો ક્યારેય પણ નહીં ભૂલી શકો ગુજરાતમાં હરવા ફરવા બધા જ માટે બહુ બધું છે જેમ કે એના ઘણા બધા હિલ સ્ટેશન્સ છે ઘણી બધી જગ્યાઓ છે અને સાથે સાથે ધરમને પણ એટલું બધું વણી લીધું છે ગુજરાતે કે એના માટે તમે જેમ કે જાઓ દ્વારકા છે સોમનાથ છે મોઢેરાનું સૂર્યમંદિર છે એ બધી જ જગ્યાએ તમે દર્શન કરવા જાઓ તો અલગ જ શાંતિ છે અને એ જોવા જશો તો પૂરેપૂરી તમને ગુજરાતી સંસ્કૃતિનો અણસાર આવશે ગુજરાતની તો શું વાત કરું ગુજરાતમાં લોકો ખાવા પીવા માટે બી એટલા બધા શોખીન છે દરેક જગ્યાએ તમને અલગ અલગ અલગ ખાવાનું મળશે દરેક ગુજરાતનાં દરેક રાજ્યની કંઈ કંઈ સ્પેસિયાલિટી છે કે જેનું ખાવાનું તમે માણશો તો એકદમ જ ફરી ફરી તમને એ ખાવાની ઈચ્છા થઈ જશે જેમ કે તમે કચ્છમાં જાઓ તો એની દાબેલી માણશે અમદાવાદમાં જાઓ તો ફાફડા ખમણ ઢોકળા તમે ભૂલી નહીં શકો અને એક કહેવત પ્રમાણે તો જાણ્યું જ હશે કે સુરતનું જમણ અને કાશીનું મરણ સુરત જાઓ તો બસ સુરતી ભોજન ખાતા બી ધરાશો નહીં સો ક્યારેય બી તમારી ઈચ્છા થાય તો ઓલવેસ ગુજરાત આવો ગુજરાતની સંસ્કૃતિને માણો અને ગુજરાતનાં લોકોને માણો